હું મોરબી જિલ્લાનાં હળવદ ગામમાં રહું છું અમારે ત્યાં આરોગ્ય સંભાળ માટેની વ્યવસ્થાઓ ખૂબ સારી છે અમારે ત્યાં સારામાં સારા હૉસ્પિટલો ઉપલબ્ધ છે અહીં એક્સ રે એમ આર આઈ જેવી તમામ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે પણ જયારે ગામડાની વાત કરવા જઈએ ત્યારે ગામડાઓમાં આ પ્રકારની સુવિધાઓ ઓછી હોય છે તેથી હું સરકારને મારી વિનંતી કરીશ કે વધુમાં વધુ આવી પ્રકારની સુવિધાઓ ગામડાઓમાં પણ ઉપલબ્ધ કરાવો જેથી કરીને નાના માણસોને કોઇપણ પ્રકારના વાંધા વચકા રહે નહીં